હું જ્યારે ધોરણ બારની અંદર ભણતો ત્યારે સવારની પાંચ વાગ્યાની બસમાં હું રોજે અબડાઉન કરતો તે ડ્રાઇવર મારે એ ડ્રાઇવર સાથે ખૂબ જ સારી એવી મિત્રતા હતી તેથી હું ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠક કરતો અને અમુક વખતે હું બારીની બ બાજુમાં પણ બેસતો અને જે બસ પણ એ મિનિ બસ આવતી અને ત્યારે અમારામાં નવી બસ મૂકાઇ હતી જે આગ મૂકવાનો સામાન જે ફાયર સેફ્ટીનો સામાન હતો તે પણ ખૂબ જ સારી એવી સુવિધા હતી તેને નવી બસ હતી તેની બારીની સુવિધા પણ સારી હતી અને આખી નવી બસ હતી તેથી બેઠકની સુવિધા અને તે બસ રહી તેને ડીજલ સંચાલિત હતી તેથી તે ખૂબ સારી સ્પીડ અને બહુ અવાજ પણ ન કરતી અને સરળતાથી અ અપડાઉન કરવામાં ખૂબ જ અ મજા મજા આવતી હતી અમારા મિત્રો સાથે અમે તે જ બસમાં મુસાફરી તેની સાથે અમારે કન્ડક્ટર અને ડ્રાઇવર સાથે અમારે સારો એવો સંબંધ સ્થાપિત થયો હતો જેથી બસ પણ અમે ક્યારેક મોડું થતું તો અમે કોલ કરીને ઉભી રખાવીને પણ જતા હતા તેથી મુસાફરીનો ખૂબ જ મજા આવતી હતી અને એ ટાઇમ પણ અત્યારે પણ ખૂબ જ યાદ કરીએ છીએ